હવે આપણે એલપીજી સિલેન્ડર માટેના સલામતી અંગેના પગલાઓ વિષે જાણીશું કેમકે હવે એલપીજી જે છે તે ગુજરાતમાં બધીજ જગ્યાએ મોસ્ટ ઓફલી બધીજ જગ્યાએ ગુજરાતનો એલપીજી ગેસ વાપરવામાં આવે છે આમ એલપીજી ગેસના તો કેટલા બધા ફાયદાઓ છે અને કેટલા બધા નુકસાનો પણ છે અત્યારે આપણે તેના એલપીજી સિલેન્ડર વિષેના સલામતીનાં પગલાં વિષે જાણીશું જ્યારે આપણે ઘરે રસોઈ બનાવતા હોય છે આપણે બનાવતા હોય છે આપણા મમ્મી બહેનો કોઈપણ ભાઈ ભી બનાવતા હોય છે તો એમાં સલામતી રાખવા જેવું હોય છે કેમકે જ્યારે આપણે ગેસ ચાલુ કરીએ છીએ ત્યારે એમાં ગેસ હોય છે જેને કારણે આગ લાગવાની સંભાવના વધારે હોય છે જો લીકેજ હોય તો બાકી તો પરફેક્ટ ચાલતું હોય તે ચાલે જ છે એટલા માટે જ્યારે આપણે ગેસને ચાલુ કરીએ છીએ તેના ઉપર રસોઈ બનાવીએ છીએ જ્યારે રસોઈ બની જાય કે તરતજ આપણે ગેસને ઓફ કરી દેવો જોઈએ જો ગેસ ઓફ કરવામાં ન આવે તો તે ગેસ બહાર ફેલાય છે હવામાં અને આગ ન હોય તો બહાર તે હવામાં બધી જ જગ્યાએ ફેલાઈ જાય છે એલપીજી સિલેન્ડરનો જે ગેસ હોય છે તે ભારે હોય છે જેથી કરીને તે જમીન ઉપર પથરાઈ જતો હોય છે ધીમે ધીમે તેને કારણે આગ લાગવાની સંભાવના વધારે હોય છે તેની સ્મેલ પણ આવતી હોય છે આપણને જેને કારણે આપણે ધ્યાન રાખવું જોઈએ કે અથવા આપણે ક્યાંય પણ બહાર જઈએ છીએ ત્યારે એલપીજી સિલેન્ડર હોયને તેના બે જે મેન બટન હોય તેને બંધ કરી દેવા જોઈએ અને ત્યારપછી જેની મેન લાઇન ગઈ હોય સિલિન્ડરમાં તેને પણ ઓફ કરી દેવો જોઈએ આમ આટલી સાતક ધ્યાન રાખ્યા બાદ આપણે બહાર જવું જોઈએ બહારથી આવ્યા પછી એ પણ ખ્યાલ રાખવો જોઈએ જ્યારે આપણે ઘરની અંદર આવીએ છીએ ત્યારે આપને જો ગેસની સુગંધો આવે છે વાસ આવે છે તો આપણે જોવાનું કે બહુ જ સુગંધ આવી રહી છે અને ત્યારે એક સાવધાની રાખવાની કે આપણે કોઈપણ લાઇટ પંખા કે એની જે કોઈપણ સ્વિચ છે એને ચાલુ રાખવાની નથી ચાલુ જો ચાલુ જો કરીએને તો તરત જ કરંટ આવે છે તમને ખ્યાલ આપણને ખ્યાલ જ હોય છે કે આપણે ક્યારેક સ્વિચ પાડીએ ને તો કરંટ જેવું આમ તીખારા જેવું આપને દેખાય જેને કારણે આગ લાગવા લાગવાની સંભાવના વધી શકે છે અને તરત જ આપણે જેવી સ્વિચ પાડીએ તરત જ આગ પકડી લે છે એટલે છે ને આપણે બહારથી જ્યારે આવીએ ત્યારે ગેસ સિલેન્ડર હોય ને તેને બંધ જ રાખવું જોઈએ અને ચેક કરવાનું જો આપને સુગંધ આવતી હોયને તો જે આપણે દરવાજા બરવાજા ખોલી નાખવાના બારી બારણા જે કાંઈપણ હોય પડદા તે દૂર કરી દેવાના અને બહાર જે રીતે ગેસ નીકળે તેવી વ્યવસ્થા કરી દેવાની જો વધારે પડતી સુગંધ આવતી હોય છે વાસ આવતી હોય છે તો એલપીજી સિલિન્ડરનાં જે મેન લોકો હોય છે તેને એ લોકોને ઇન્ફોર્મ કરવાની એ લોકોને બોલાવવાના બોલાવવાનાને ત્યાં સુધી છે ને આપણે ઘરની બહાર આપણે આપણા બાળકોને અને બધાને ખુલ્લી જગ્યાએ જતું રહેવાનું જેથી કરીને કોઈ સંજોગોવશ આગ લાગે તો આપને ઈજા ન થાય આ રીતે આપણે તેને સેફટી રહેવાનું છે અને એલપીજી સિલેન્ડર હવે ગેસ લાઇન પણ આવે છે તો ગેસ લાઈનમાં પણ આપણે જ્યારે જરૂર હોય ત્યારે જ તેનો મેન વાલ્વ હોય એને ચાલુ રાખવાનો બાકી બંધ કરી દેવાનો આમ રસોઈ બની જાય કે તરત જ આપણે છે ને એલપીજી સિલિન્ડરનો જે મેન બે બટન હોય એને પણ બંધ કરી દેવાના અને જે મેન ઓલો એ સિલિન્ડરનો જે હોય ને એને પણ બંધ કરી દેવાનો જેથી કરીને આગ લાગવાની સંભાવના ઓછી બને કેમકે ક્યારેક સંજોગોવશ લીકેજ હોય ગેસની પાઇપ લાઇનમાં અથવા આપણાથી ભૂલથી ચાલુ રહી ગયું હોય બટન તો તેને ઓફ કરવા માટે આપણી પાસે ટાઈમ પણ મળે અને બધું હોય એટલે જેથી કરીને આગ લાગવાની સંભાવના ઓછી થઈ જાય આમ એલપીજી સિલેન્ડરમાં જો કારણોસર ગેસનાં બોટલ હોય છે તેમાં આગ લાગેલી હોય તો તેને છે ને પાણીથી ઠારવાનો પ્રયત્ન ન કરવો અને એની બદલે કોઈ મોટું બધું ભારે કપડું છે જેમકે ગોદડું છે બ્લેન્કેટ છે એવાને ભીનું કરીને પાણીથી પ્રોપર રહગતુ કરીને ગેસની સિલિન્ડર હોયને તેને ફરતે વીંટી દેવાનું જેથી કરીને આગ ઓછી થઈ જાય આગ બંધ જ થઈ જશે આમ આગ બંધ થઈ જાય ને ત્યારબાદ તે કપડું હટાવી લેવાનું અને સિલેન્ડર હોયને એને ઓફ કરી દેવાનું જેથી કરીને બાટલામાંથી જે ગેસ બહાર આવતો તો તે બંધ થઈ જાય અને જે એના એલપીજી વાળાના સિલિન્ડરવાળાનાં જે હોયને ઓફિસરો હોય છે એ લોકોને જાણ કરી દેવાની કે આ રીતે પ્રોબ્લ્મ હતો એટલે ચેક કરવા માટે તે બોટલ લઈ જશે અને પ્રોસેસ થ થશે આવી રીતે આપણે સાવચેતી રાખવી જોઈએ ત્યારબાદ જો બીજું આગ લાગે તો ગોદડાની ને એવી કંઈ વ્યવસ્થા ન હોય તો માટીથી કે એમ પણ થા ઠા ગેસને ઓફ ઠારવાનો પ્રયત્ન કરવાનો આવી રીતે ગુજરાતી ભાષામાં ગુજરાતી શબ્દોમાં જ્યારે કરીએ જે માટી હશે એને એને પ્રોપર એની માથે ઢાંકી જ દેવાની જેથી કરીને ગેસ જે બહાર આવે છે સિલેન્ડરમાંથી તે ન આવે આવી રીતે આપણે સાવચેતી રાખવી જોઈએ અને ગમે ત્યારે રસોઈ બની જાય અથવા બહાર જઈએ ત્યારે બન્ને બટન ચેક કરીને જવું અને જે તેની મેન લાઇન આવેલી હોય એને પણ ઓફ કરી જવું તેથી કરીને આપણા ઘરનાં કોઈ વ્યક્તિઓને સદસ્યોને નુકસાન ન બને કે આપણે કેટલા કિસ્સા સાંભળ્યા છે કે બાટલા બોટલ વિસ્ફોટ થયો અને આ સ આ ઘરના સદસ્યોને આમ તેમ અવસાન થઈ ગયું જેથી કરીને આટલે આપણે સાવચેતી રાખવી ખૂબજ જરૂરી છે એલપીજીનાં જેટલા ફાયદા છે તેટલા નુકસાન પણ છે એટલે ધ્યાન રાખવું સિલેન્ડર માટે સલામતીનાં પગલાઓ વિષે આપણે એમ જાણ્યું છે જેમાં કેટલાક પગલાઓ વિષે જોયું છે આપણે આમ આપણે એલપીજી સિલેન્ડર માટેની તમામ માહિતી મેળવી છે આમ ખરે ખર રેસ્ટોરન્ટ બધી જ જગ્યાએ જ્યાં એલપીજી સિલેન્ડર વપરાય છે ત્યાં આવા પ્રકારની સાવચેતી રાખવી અને બને ત્યાં સુધી આપણે એલપીજીનું જે સિલેન્ડર હોય એને ઘરથી બહાર રાખવાનો પ્રયત્ન કરવો જેથી કરીને ઘરમાં કોઈ નુકસાન ન થાય અથવા કોઈ કારણોસર લીકેજ થાય અથવા વિસ્ફોટ થયો હોય તો ઘરના ઘરની કોઈ વસ્તુઓ અથવા કોઈપણ એટલે આજુબાજુનાં વિસ્તારમાં આપણને નુકસાન ન પહોંચે એટલા માટે કરીને બને ત્યાં સુધી ગેસનાં બાટલાને ઘરની બહાર થોડીક દૂર રાખવો જેથી કરીને પાઇપ લાઇન આપણે બજારમાં અવેલેબલ જ હોય છે અને એમ દૂર રાખવાનો પ્રયત્ન કરવો આવી રીતે આપણે એલપીજી વિષે માટેના સલામતીનાં પગલાં જોઈ શક્યા છીએ